નૃત્ય સ્પર્ધા માટે ઘણી બધી સ્પર્ધામાં ભાગ લીધો છે પણ એક ગયા વર્ષે હું ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા ફ્રાંસ અને સ્પેન ગઈ હતી ત્યાં સ્પર્ધા તો ત્યાં હતી જ પણ સાથે સાથે એક કલ્ચર એક્સ્ચેન્જ જેવું પણ હતું ત્યાં ઘણાબધા દેશોથી બીજા દેશોથી આવ્યા હતા જેમ કે યુક્રેન છે પેરુ છે તો ત્યાં એક વર્કશૉપ જેવું પણ હતું જ્યાં અમારે ત્યાં બીજા જે લોકલ પબ્લિક છે એમને આપણું ઈન્ડિયાનું ડાન્સ સ્ટાઇલ મોટાભાગના અમે ગરબા છે ઘુમર છે એ બધું કર્યું હતું તો એ લોકોને અમે ગરબા શિખવ્યા હતા અને સાથે સાથે જે બીજા દેશથી હતા એમને અમારા અમે એ લોકોનો ડાન્સ સ્ટાઇલ શીખવી હતી તો ટેન્ગો જે છે એ અમે શીખ્યા હતા ત્યાં પછી એક શું કહેવાય રોજ તો નહીં પણ એક દિવસ છોડીને એક દિવસ પરેડ જેવું પણ હોય તો એમાં આખી જે એક સિટી હોય એના ટૂર કરીએ અમે આખું ચાલીને ગરબા કરતા કરતા ત્યાંથી જઈએ પછી અલગ અલગ જગ્યા સિટીના પાર્ટમાં જ વર્કશોપ્સ હોય ત્યાં જઈને શિખવવાનું હોય અને જોડે જોડે જે ત્યાંના લોકલ પબ્લિક હોય એ અમને કંઈક લોકોનું ગિફ્ટ આપતા હતા અમે અમારું એમને આપતા હતા તો આવી રીતે કલ્ચર એક્સ્ચેન્જ પણ હતું અને નૃત્ય સ્પર્ધા પણ હતી